અત્યારે તો આમારા રસોડામાં વીજળીક ઉપકરણો છે એ તો એટલા બધા છે કે કેટલા કેટલાના નામ ગણાવવા સમજ જ નથી પડતી હવે આમાં કોમન તો આપણે મિકસ્ચર ગ્રાઈન્ડર પછી માઇક્રોવેવ છે ઓવેન છે ઇલેક્ટ્રિક કૂકર છે આ બધા ઉપકરણો વર્ષોથી ઘરમાં આવી ગયા હવે આ જૂનાની સરખામણી આપણે કરીએ તો અત્યારે તો મિક્સચર ગ્રાઈન્ડરની જગ્યાએ પહેલાં તો ખાંડણી દસ્તો હતા પછી વલોણું હતું પછી વાટવાની મિસાલ હતી પથ્થરની જેને કહીએ આપણે તે આ બધા જૂના ઉપકરણો હવે તો ખાલી યાદ કરીને યાદ કરીએ તો પણ આપણા મગજમાં ન આવે એ ક્યા ગયા ને ખોવાય ગયા ખબર જ ન પડે અત્યારે તો પછી આવે છે આ અત્યાર તો જે ગેસ સિલિન્ડર જે છે એને તો કમાલ કરી નાખી છે આખી શકલ રસોડાની જ બદલી નાખી છે એ પહેલાં એની જગ્યાએ આપણે લાકડા વાપરતા હતા તો પણ ઈંધણ તરીકે લાકડા કોલસા કેરોસીન એ બધું આપણે વાપરતા હતા ને એ બધું હાનિકારક પણ હતું અને ગૃહિણીઓને બહુ તકલીફ પણ પડતી હતી સારું થયું આ બધું ગેસ સિલિન્ડર એ જગ્યાએ આવી ગયું એટલા માટે અને બીજું તો શું અવે ખાસ કરીને ગેસ આવ્યા પછી હવે બાથરૂમમાં પણ પાણી ગરમ માટે ગરમ કરવા માટે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ અને ઓવન તો એવી વસ્તુ છેને ગમે તેવી ઠંડી વસ્તુ હોય આગલા દિવસની વસ્તુ હોય એક બે મિનિટમાં મૂકી દો તરત ફ્રેશ થઈ જાઈ એકદમ ગરમ ખબર જ ના પડે કે અત્યારે ગરમ કરીને આપ્યું છે એમ જ લાગે કે હમણાં જ બનાવીને આપ્યું છે અને રસોડામાં આ જે પરિવર્તન થયું છે ને બહુ અદ્ભુત થયું છે લાઇફ ખરેખર ઇઝી થઈ છે આ જે નવી બધી શોધખોળ આવી છે રસોડામાં રિયલી હેટ્સ ઓફ